હલો હા બોલો ઈ ઈ પંકજભાઈ કરીને એક ભાઈ છે એની જોડે મેં તો બધું રિનોવેશન કરાયું તું કેમ ક એનો ભાવ એ રિઝનેબલ છ અન બધી રીતનું કામ એ બધું સારું છ

એક દિવાલના પાંચ હજાર કે એમ કઈક છે એની મજૂરી એની મજૂરી છન દરરોજની એક દિવસની હાટ આઠસો રૂપિયા છે ના મટ્રિયલ તો પછી તમે કોન્ટ્રાક્ટ ઉપરની વાત છે એમાં તમે જેવો કોન્ટ્રાક્ટ આપો એવી રીતે એ કરે એ સજેસ્ટ

ના કેમ ક પછ તમે દિવાલ તોડસો તો પસી એતો ખોટું થાય ન કોમન દિવાલ થોડી તોડી શકાય

તો તો મને કોઈ ઇસ્સુ નથી તો તો બરાબર છે તમે તોડાવુ છે તો તોડાઈ દેશો કાંઈ વાંધો નહીં હા હા તો તો મને કોઈ ઇસ્સુ નથી કઈ વાંધો નહીં હાલોને આપડે ભેગા મળીને તોડાઈ લેશું હા તો હું તમને એમણા વોટ્સએપ કરું શું એ ભઈનો નંબર તમે વાત કર લેજો અન તમાર વ્હોટસએપ નંબર ન જોઈતો ને ના કોન્ટેક થાય તો મારું કામ બાકી જ છે રિનોવેશનનું તાજોડું બાકી રહી ગ્યું છે તો કાલ આવાના જ છે પંકજભાઈ એટલે તમે વાત કર લેજો એ હા હા ઓકે